હલો

ફરવાલાયક સ્થળો તો ઘણાં બધા છે તમે અમદાવાદ એ આપણું હેરિટેજ સિટી છે બરોડામાં પણ ફરવા લાયક ઘણાં બધા સ્થળો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડની હવેલી છે એસપી યુનિવર્સિટી છે પછી ઉત્તરે તમે જાઓ તો મહેસાણા જિલ્લામાં પણ ફરવા લાયક ઘણાં બધા સ્થળો છે પાટણમાં પાટણની વાવ છે પછી રાજકોટમાં જઈએ પ્રકૃતિરમ્ય સ્થળો જોઈએ તો આપણે ડાંગ જિલ્લામાં જઈ શકીએ આપણું ડાંગ જિલ્લો એ સંપૂર્ણ પ્રકૃતિમય વાતાવરણ આપે છે ડાંગ છે પછી નવસારીનું વાંસદા તાલુકો છે ત્યાં પણ ઘણાં બધા એવા ઇકોલોજીકલ સાઈડ છે કે જ્યાં આપણે ફરી શકીએ છીએ ડાંગમાં પણ ગિરા ધોધ છે પછી જાનકી વન છે અલગ અલગ ગાર્ડન છે બોટાનિકલ ગાર્ડન્સ છે હા હા મળી જશે બધું જ અવેલેબલ છે ત્યાં ના ના ત્યાં જવા માટે એવો કોઈ પ્રોબલેમ નહીં આવશે અને અહીંયાથી ઘણી બધી બસો પણ અવેલેબલ છે જો તમારે ડાંગ જવું હોય તો તમારે વાંસદા જવું હોય તો એના માટે પણ બસ જીપ પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને પણ તમે જઈ શકો છો ઇવન તમને ભાડે કેબ પણ અવેલેબલ છે અમારી પાસે તો ત્યારે એ પણ કરી શકો છો તમે કેબનું પ્રાઇઝ અકોર્ડિંગ ટુ ધ કિલોમીટર્સ પર છે એટલે તમે ડાંગથી પણ આગળ જાઓ તો પણ એના જેટલાં કિલોમીટર્સ થાય એ અંદર ડાંગમાં પણ આપણને કેટલું ફેરવે છે એના જેટલાં કિલોમીટર્સ થયાં એ કિલોમીટર્સ પ્રમાણે તમારું રેટિંગ નક્કી થશે એટલે એક કિલોમીટરનો અમારો દસ રૂપિયાનો ચાર્જ છે અને તમે જેટલા કિલોમીટર અહીયાથી સુરતથી ડાંગના તો ઇંકલુંડેડ છે પછી ડાંગમાં તમે જેટલું ફરશો એટલા કિલોમીટર્સના રેટ અપ થશે અમદાવાદમાં ઘણી બધી હિસ્ટોરિકલ પ્લેસ છે જેવી રીતે કે સીદી સૈયદની જાળી છે ને ઝૂલતા મિનારા છે અને બીજા ઘણાબધા એવા નાના નાના નાની નાની જગ્યાઓ છે કે જે અમદાવાદ માં આપણે ફરી શકીએ અમદાવાદની પોળ છે જે જેની હિસ્ટોરિકલ સાઈડ ઉપર એના ફોટાસ ને એવું પણ અવેલેબલ છે કે એમાં ઓથેન્ટિક આપણું ગુજરાત રાજ્ય કેવું હતું તેના વિષેની બધી જાણકારીઓ છે અને ત્યાં ચોક્કસ ચોક્કસ ચોક્કસ